હાઇકીગ એટલે કે પર્વતારોહણ કરતી વખતે એટલે કે પર્વતો જ્યારે આપણે લોકો અત્યારે શહેરોમાં અત્યારે વધારે જોવા મળે છે કે લોકોને ફ્રી ટાઈમ અથવા તો પાંચ છ દિવસ મળે લોકો હાઈકિંગ ઉપર જતાં હોય છે એટલે એવું નહીં કે ગમે ત્યારે નીકળી પડે એ પ્રોપર વ્યવસ્થા સાથે અથવા તો જે ટ્રેનર હોય છે એમની સાથે જાય છે પરંતુ હમણાં અમે ગયા હતા આપણે મહારાષ્ટ્રમાં હરિહર ફોર્ટ કરીને છે તો ત્યાં અમે ગયા હતા પર્વતારોહણ કરવા માટે તો અમારી સાથે આમ નાના નાના તો નહીં એટલે કે આમ બારમુ ભણતા હોય ને એવાં છોકરાઓ પણ હતા અઢાર વર્ષનાં અઢાર ઓગણીસ વર્ષના છોકરાઓ હતા તો એમનો તો પહેલો અનુભવ હતો કે આ રીતના કોઈ હાઈકિંગ ઉપર જવું કે એ રીતના અમે બે ત્રણ વાર ગયા હતા એટલે અમને વાંધો ના આવે એટલે અમને ખબર હતી કે શું સાથે લઈ જવું શું ના લઈ જવું તો ત્યાં અમે ગયા તો ઇન્સ્ટક્ટર હતા એમણે બધી વાત કીધી અમને કે તમારે અહીંયા જાવ તો એકબીજા સાથે જ રહેવાનું એકલા નહીં જવાનું દોરી બાંધીને જવાનું અથવા તો પગમાં જે તમે શૂઝ પહેર્યાં હોય એ એવા નહીં પહેરવાનાં કે જેથી તમે સ્લીપ ખાઈ જાવ અથવા તો જે લપસાઈ જાય એવા શૂઝ નહીં પહેરવાનાં કારણ કે પર્વત ભીનો હોય અથવા તો પથ્થર એવા હોય ખડક અમુક ખસી જાય એમ તો એ છોકરાઓનું પહેલીવાર હતું એટલે બહુ જ આમ કહેવાય ને કે ગાંડા થઈ ગયા હતા એમ એકદમ મોજ મસ્તી કરે ગમે ત્યાં જતા રહે અમે ના પાડીએ છતાં પણ આમ એની ધૂનમાં જ તે રહે એમ કે અત્યારે ટ્રેન્ડ છે ને કે ભાઈ ફોટો પાડીએ એમ કોઈપણ વસ્તુ જોઈએ તો એકદમ નજીક પર્વતની ખીણ હોય તો એકદમ નજીક જઈને ફોટો પાડે તો એક જ એવો થઈ ગયું હતું દુર્ઘટના કે એક છોકરો હતો જે અમે ના પાડી હતી છતાં પણ એ ગયો કે પરવે ખીણની એકદમ નજીક ગયો અને આમ સેલ્ફી લેવા ગયો બે ત્રણ સેલ્ફી લીધી પણ આમ સંતોષ ના થયો ને તો પાછો એક વધારે બાઉન્ડ્રી લાઈન હતી એનાં કરતાં એને ટપીને પણ આગળ જતો રહ્યો તો એ પથ્થર ખસકી ગયો કે ખડક ખસક્યો અને ભાઈ નીચે પડી ગયા પણ એ વસ્તુ સારી હતી કે અમે એક દોરી બાંધી હતી જે કે સેફટી માટે કમર ઉપર એક બીજાને દોરી બાંધી હતી તો છતાં પણ એને એટલું બધું વાગી ગયું કે અમે આગળ જઈ ના શક્યાં અને એને તરત જ તે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો ત્રણ દિવસે તો ભાઈને હોશ આવ્યો એટલું બધું વાગી ગયું હતુ જો દોરી અમે ના બાંધી હોત અથવા તો અમારી પાસે એવાં ઉપકરણો ના હોત કે જેનાથી એને ઉપર ખેંચી શકીએ તો સો ટકા એ જે બાળક હતો એ મૃત્યુ જ પામત કારણકે ખીણમાંથી પડવું એ કારણ કે પથ્થરો સાથે અથડાઈને બધું થાય તો એક વસ્તુ એ ખૂબ ધ્યાન રાખવી જોઈએ કે એકદમ જે બાઉન્ડ્રી લાઈન છે એનાથી એકદમ પાર ના જવું જોઈએ અને કોઈ પણ તમે એવા ખોટા ફોટો પડાવવા માટે અથવા તો કોઈ પણ એવી વસ્તુઓ કરવા માટે તમે જીવને જોખમમાં ના મૂકો એ બસ એક ધ્યાન રાખવું જોઈએ